બને ત્યાં સુધી અમારા ટ્રેક સ્થાનિક લેવલે વનડે મતલબ કે એક જ દિવસના હોય સવારથી સાંજ સુધીના એટલે ઘણી વખત વધારે લઈ જવાની જરૂર રહેતી નથી પરંતુ બે કે ત્રણ દિવસના ટ્રેક હોય અને બહાર જવાનું થતું હોય તો અમે બને ત્યાં સુધી સૂકો નાસ્તો દિવસ દરમિયાન લે લેવાનું રાખીએ છીએ જેમાં સીંગદાણા છે દાળિયા છે રેવડી છે વગેરે તેમજ પાણીની બોટલ સાથે રાખીએ છીએ અને ઘણી વખત વધારે રોકવાનું કે નાઈટ હોલ્ડ હોય તો ત્યાં પણ અમે અમારી રીતે થોડી વ્યવસ્થા કરીએ છીએ કાચો સીધો સાથે હોય છે અને ઘરેથી બને ત્યાં સુધી થેપલા અથવા અ પૂરી કે તેવું અમે જે પેલું સૂકી ભાજી કે એવું પેલું નાસ્તો હોય એ સાથે રાખીએ છીએ વધારામાં જ્યારે મુશ્કેલ ટ્રીપ જેવું હોય તો સાથે સાથે અમે લીંબુ પાણી અને એવું પણ અમે સાથે રાખીએ છીએ જેથી અમારી શક્તિ જળવાઈ રહે અને વધારેમાં વધારે અમને ઉર્જા મળે ઉર્જા પ્રાપ્ત થાય તેવી અમારી તૈયારી હોય છે અને દરેક લોકોને જેમ બને તેમ ઓછામાં ઓછું વજનવાળું અને જે પેલું પ્રોટીન્સથી ભરેલું હોય એવું જ અમે નાસ્તાની ભલામણ કરીએ છીએ કે જેથી કરી અને આપણે રસ્તામાં પણ કોઈ મુશ્કેલીના પડે અને આપણી શક્તિ પણ જળવાઈ રહે એનર્જી આપણને મળી શકે એવા અમે નાસ્તાનું આયોજન કરીએ છીએ અને તે માટે થઈ અને ફ્રૂટ અને ત્યાં જંગલમાં મળતાં અમુક ફ્રૂટ ફ્રૂટ હોય છે એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ અને લોકો ને તે માટે અમે સાવધાન કરીએ છીએ કે જ્યાં વધારેમાં વધારે કોઈપણ વસ્તુ ગળ્યા ખાંડવાળા કે પેલા જે સુગર સાથેના જે નાસ્તા હોય એ અમે ટાળવાનું કરીએ છીએ અને મોટાભાગે પ્રવાહી અને જેવાં પીણાં હોય છે તે સાથે રાખવા માટે સમજાવીએ છીએ જેથી આપણે ફેંકવા કાંઈ કાંઈ મુશ્કેલી ન પડે અને સાથે વજન પણ ના લાગે ટૂંકમાં હળવો નાસ્તો તેમજ જયાં એવો કોઈ સંસ એવી જગ્યા આવતી હોય ત્યાં અમે ભરપેટ જમવાનું પણ પેલું કરતા હોય છે અને ખાસ આવા જે ટ્રેક હોય છે તેમાં અમને માફક આવે છે બાકી જ્યારે હિમાલયના ટ્રેકની જ્યારે પેલી વ્યવસ્થા કરવામાં આવી હોય તો ત્યાં અમને ત્યાં એના તરફથી કોઈ સંસ્થા તરફથી જેમકે વાયચાય છે કે તેના તરફથી જે પેલી કરેલી હોય તે જે નક્કી કરેલી તેના સાથે જ અમે એમકે જે પેલું નાસ્તો લઈને જતાં હોઈએ છીએ એટલે અમને વધારે ક્યાંય મુશ્કેલી રહેતી નથી ખાસ કરીને જુનાગઢના જંગલોમાં ને હાઇટ ઉપર જવાનું થતું હોય ત્યારે અમારી કોરો ટૂંકો આમાં સૂકો નાસ્તો લઈ જવાનું અમે વધારે રાખીએ છીએ જેથી અમે ઉર્જા અને શક્તિ મળે અને સાથે પીણાં જેમકે લીંબુ છે ગ્લુકોઝ છે વગેરેનાં પીણાં સાથે રાખીએ કે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ આવે નહીં